અચ્છા

અચ્છા લેડિસમાં જોઈએ છે તમને હા અને તમારું તમારું કેટલા છે મેમ્બર્સ અને કેટલા સીકયુરિટી લેડી જોઈએ છે તમને

હહ અચ્છા પાંચ પાંચ ફિમેલ તમને બસ થઈ રેહશે કે તમને થોડી વધારે સ્ટાફ એટલે

અચ્છા ઓકે એ કેટલા જોઈએ છે ચાર ને ઓકે

હહ હ હા હવે જો તમે પાંચ ફિમેલનું કીધું ને પાંચ લેડિસ સીકયુરિટી ગાર્ડ માટે તો પાંચના તમારા આ વર્ષ પ્રમાણે તમારે અમે લઈએ છે હવે સિક્સ અવર્સ હોય તો પર લેડી ગાર્ડ વન થાઉસન્ડ એવી રીતના કરીએ એટલે પાંચના તમારા પાંચ હજાર થઈ જશે પ્લસ એની ઉપર આ વર્ષ વધશે તો આ વર્ષ ફાઇવ હંડરેડ બીજા એકસ્ટ્રા લાગશે

હા એનો પણ એજ રહેશે પણ એમાં પણ પછી સેમ આજ રીતે રહેશે ઓકે તો કઈ કઈ તારીખનું તમારું બુકિંગ છે ટ્વેન્ટી સેવેન્થ ઓગસ્ટ ઓકે ઓકે ઓકે તો હા તમારું પામ પામ તમે શું બોલ્યા પામ હાઉસ ઓકે અને કઈ જગ્યા તિથલ બીચ પામ ઓકે તિથલ બીચ વલસાડ ઓકે થેન્ક યૂ મેડમ તમારો ફોન નંબર આ આ રહ્યો આવ્યો છે એજ ને એટલે પર્સનું તમારું નેક્સ્ટ ફર્ધર કોલિંગ માટે કોલ કરીશ ઓકે થેન્ક યૂ સો મચ મેડમ થેન્ક યૂ